બપોરનાં ભોજનમાં તો અમે લોકો રોટી અને પૂરી સાથે જે શાક હોય છે અલગ અલગ સબ્જી સાથે જે આપણે રોટી સાથે આપણે છે કે ભીંડીની સબ્જી હોય કે કેરીનું શાક હોય ત્યારે ગરમીમાં કે ભીંડી પછી ગવાર છે કોઈ પણ સબ્જી આપણે રોટી અને પૂરી સાથે જે ખાઈ શકીએ છે જે ઘરમાં બધાને મ મનગમતી હોય એવી સબ્જીઓ આપણે બપોરના સમયે ખાઈએ છીએ અને રાત્રી માટે તો આપણે ખીચડી દાલ ચાવલ ખીચડીના ખીચડી સાથે આપણે બટાકા છે પછી કઢી છે એવું ભોજન જે બધા ખાઈ શકે અને આપણને પણ ખાવાની મજા આવે અત્યારે તો ગરમી છે એટલે ખીચડી સાથે જે પણ પછી ગોળનો શરબત હોય છે રાત્રે ભોજનમાં એ પણ બધાને પીવાની મજા આવે છે